હલો મારું નામ ધ્વનિ છે મેં ગેસ સિલિન્ડર બુક કરાવ્યું હતું પણ હું ચેક કરતાં ભુલી ગયો છું કે કઈ તારીખે આવવાનું હતું તો તમે એકવાર મને જણાવો કે આજે આવી શકે એમ છે કે નહીં મારું ઘર મોટા વરાછા સુરતમાં છે અને આજે રાત્રે એક ડિનર પાર્ટી છે તો મને કહો અને બુકિંગના નંબર આઠ ત્રણ ચાર બે પાંચ છ છે અને મારા આધાર કાર્ડના છેલ્લા ચાર અંક આઠ ત્રણ બે સાત છે તો તમે એકવાર મને ફટાફટ જણાવીને કહો કે આજે આવી શકે એમ છે કે નહીં